હેલો કોણ બોલે

મારું નામ રાહી છે તમને કોન્ટેક્ટ ક્યાંથી મળ્યો ઓકે ઓકે હા હા હા હા બોલો એટલે એમાં કેવું છે કે આપણે ફાઈવ યર્સથી સ્ટાર્ટ કરીએ છે ટેન ટુ ફીફટીન યર્સ સુધીના છોકરાઓ આવે છે અને એઝ નાના છોકરાઓને બહુ ટફ સ્ટેપ્સ ના ફાવે તો અમે બેઝિક સ્ટેપ્સથી ચાલું કરીએ છીએ જેમ કે બટરફ્લાય છે સૂર્ય નમસ્કારના સ્ટેપ શીખવાડીએ છે એટલે એવાં બેઝિક સ્ટેપ જે નાના છોકરાઓને આવડી રહે એવાં અમે શીખવાડીએ છીએ જે એમની હેલ્થમાં પણ ઇફેક્ટ કરે છે એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થમાં પણ ઇફેક્ટ કરે છે

ટાઇમિંગ ત્રણ બેચીસ છે અમારી મોર્નિંગમાં સિક્સ ટુ સેવેન છે ઇવનિંગમાં ફાઇ ટુ સિક્સ અને થડ બેચ છે સિક્સ ટુ સેવેન હું નેક્ષશ વન કોમ્પલેક્ષમાં થડ ફ્લોર પર મારી શોપ છે શોપ નંબર સેવેન મેં જે ટાઈમિંગ કીધો બેચનો એના સિવાય તમે કોઈ પણ ટાઇમમાં આવી શકો છો ના સનડે ઓફ રહેશે હા મન્ડે ટુ સેટરડે અને ફીસ તમારી વિકલી રહેશે અને મંથલી બેસીસ પર રહેશે વીકમાં તમે ટુ હન્ડરેડ રૂપીસ આપવાના રહેશે અને અગર તમે મંથલી પે કરો છો તો તમને એક સાથે વન થાઉઝન્ડ આપવાના રહેશે હમ ઓકે હા